હા હા હા અરે આપણે જે એમાં આપણે તમને કબર હોઈ તો રવીન્દ્રસિંહ જાડેજા એમને ય જ કરેલું છે ત્યાં ના કોચ એટલે વાત જ પૂછો માં એટલું સારું કરાવેને કે તમારો છોકરો મોટો ક્રિકેટર બનીને જ રહેેશે જેસિકા કોચિંગ સેન્ટર કોચનું નામ છે મહેતા એ આપણે અહીંયા પહેલા જોયું હોઈ તો તમે યુનિર્સિટીની બાજુમાં જ છે હા અ યુનિવર્સિટીનો છે હા હા એ હા બસ જો એ જ એનો સમય છે સવારના આઠથી રાતના સાત વાગા સુધી તમે મળી તમે અહીંયા આવશોને રૂબરૂ વાત કરી લઈશું ઓકે